હા હું વાંસદા ગામથી હા બેન જો સાંભળો હું વાંસદા ગામના ખેડૂત બોલું છું અને મારે ત્યાં બિન પિયત કેરી થાય છે હું કોઈ રાસાયણિક ખાતર વાપરતો નથી અને મારી કેરી મારા પાચસોથી આંઠસો જેટલાં આંબા છે અને હું રાજાપુરી કેસર અને હાફુસ ત્રણ કેરીના પાક ઉતારું છું અને બજારમાં મારા કેરીની ઘણી બધી એવી છે હવે તમને શું ભાવે કેરીની કઈ કેરી જોઈએ છે અને શું ભાવે એટલે એટલે હું એવું પૂછવા માંગુ છું કે અચ્છા એટલે હું એવું પૂછવા માંગુ છું કે તમને રાજાપુરી કેરી બધી આંબાની જોઈએ છે કેસર જોઈએ છે અચ્છા

બરાબર લગભગ સાતસોથી આઠસો મણ નીકળવી જોઈએ ને હવે તમે બ્રજ સાથે લેવા માંગો છો એટલે હું તમને એ રીતે ભાવ ને જો લગભગ રાજાપુરી હું પાંચસો રૂપિયા મણ આપીશ કેસરનું ફળ મારું બહુ જ મોટું ને સારી ક્વોલિટીનું છે એટલે એ લગભગ આઠસો રૂપિયા મણ થશે અને હાફુસ કેરી લગભગ સાતસો રૂપિયા મણ હું આપીશ શકીશ આ મારો ફિક્સ ભાવ જ છે હવે થોડોક ભાવમાં આપણે આમ તેમ કરશું હા પણ હવે આ તમે એક કામ હા એટલે મારી એવી તમને સલાહ છે કે ભઈ દરેકે પોતાનો માલ જોઈને લેવો જોઈએ તમે એકવાર આવો મારા ખેતરની રૂબરૂ એ લઈ લો મુલાકાત અને તમે ફળને એ બધું જોઈ લો પછી આપણે ફાઈનલી ભાવમાં વધઘટ કરવી હશે તો હા પણ બેન આ વખતે વરસાદને લીધે થોડી તકલીફ જ થઈ છે પણ તે છતાં મારાથી બનતી કોશિશ કરીશ તમે એકવાર ફળ જુઓ એટલે રાજી થઈને તમે મને ભાવ આપવા તૈયાર થશો હ એટલે હું તમને મારુ એડ્રેસ મોકલું છું સરનામું એ સરના હં એ સરનામા પર લોકેશન પર તમે આવી શકશો આવતાં પહેલાં મને એક ફોન કરી જણાવશો